હલો હા બોલો સર હા તો અમારે ત્યાં થ્રી મંથનું છે સિક્સ મંથનું છે અને વન યરનું પણ છે એમાં થ્રી મંથનું છે એમાં ત્રણ આવશે તો તમારે કયું ચૂસ કરવું છે ત્રીસ વાળું એટલે એકચ્યુલી અમારે થ્રી મંથથી ઓછું નથી હોતું મિનિમમ થ્રી મંથનું જ હોય છે હમ એમાં ફિસ એની થ્રી થાઉસન્ડ છે જેમાં તમને ટ્રેડ મિલ્સ ડંબલ્સ છે પછી વિકમાં તમને એકવાર પર્સનલ ટ્રેનર આવે છે હા ફિટનેશ એના માટેનું છે અને તમને અહીંથી ડાયટ પ્રોવાઈડ જે ચાર્ટ આવેને એબી આપવામાં આવે છે હ અને

અને તમને ટાઈમ કયો ફાવશે બારની ટાઈમ

એક સવારમાં થોડું ઓછું હોય છે રશ સાંજે વધારે હોય છે ઓકે હં સારું હા હા એ જે પર્સનલ ટ્રેનર છે એ તમને વીકમાં મળે હમ વીકમાં એકવાર તમને આવશે એ હમ બીજી ઘણી બધી ફેસિલિટી છે જે વન યરમાં જો તમારે થોડું વધારે કરવું હોય તો ઓકે તો તમારી ડિટેલ્સ મને પછી આવીને મળી જજો ઓકે થેંક યુ ઓકે થેંક યુ